હા યોગા ટીચર્સ યોગા કલાસ કરાવો છો તમે હં શું નામ આપનું મને ઈન્કવાયરી કરી ને તો તમારું કોન્ટેક્ટ મળ્યો છે મને રેફરન્સ થ્રુ મારે પાંચથી દસ બાર વરસનાં બાળક માટે યોગાનો ઈન્કવાયરી કરવી તી મને ઈન્કવાયરી કરી આપશો થોડી

હા

હા હા

ઓકે હા હા બરાબર હવે ટાઇમિંગ કયો રહેશેે

સિક્સ ટુ સેવન ઓકે આપનું એડ્રેસ ઓકે સેવન ઓકે તો હું ક્યારે મળવા આવી શકું તમને

ઓકે અને સન્ડે ઓપન હશે ઓકે મન્ડે ટુ સેટરડે ઓકે તો એમાં હા હા ઓકે હા હા હા ઓકે હા ઓકે ઓકે હા હા ચલો થેંક્યું